આપણે અહીંયા આણંદમાં ટાઉન હૉલ ધીરજ શાહ ટાઉન હૉલ છે તેમાં નાટક થાય છે એમાં પર ટિકિટે પાંચસો રૂપિયા હોય છે પર પર્સન અને અમદાવાદ રાજકોટ અને નડિયાદ એવા એમાં બધામાં પણ નાટકો થાય છે